હલો હા મેં હમણાં બે મિનિટ પહેલાં ઉબર બુક કરાવી હતી અહીંથી ઇસનપુર જવા માટે તો આમાં એવું બતાવે છે ફેરમાં કે બસોને ચાલીસ રૂપિયા થવાના છે અને મારી પાસે છૂટા હમણાં છે નહીં તો મને એમ પૂછ્વું તું તમારે કે તમારી પાસે હશે ને છૂટાં રોકડા

હા હા એટલે અહીંથી ત્યાં જવાનું છે તમે આવશો ખરા ને અચ્છા સારું વાંધો નહીં ઓકે હમમ ના એટલે એ એમ પૂછવા માગતી હતી કેમકે પછી ત્યાં જઈને મગજમારી ના થાય ને એના માટે હા પાંચ મિનિટ લાગશે એનો કશો વાંધો નહીં છૂટા તો છે ને હા હા બસ બસ ઓકે સારું સારું સારું ઓકે થેન્ક્યુ તમે આવો હં